હા ચોક્કસ મારું દૃઢપણે માનવું છે કે એક શિક્ષિત વ્યક્તિ પછી ભલે એ સ્ત્રી હોય કે પુરુષ એ પોતાનાં જીવનમાં ઉચ્ચ સિદ્ધાંતોનું પાલન કરતા હોય છે શિક્ષિત વ્યક્તિઓમાં ખૂબ જ ઓછાં પ્રમાણમાં એવા વ્યક્તિઓ જોવા મળે છે કે જે શિક્ષિત થયા પછી પણ સિદ્ધાંતોને નેવે મૂકીને જીવન જીવતા હોય શિક્ષિત સ્ત્રી માટે તો કહેવાય છે કે એક શિક્ષિત સ્ત્રી બે ઘર ને તારે એક પિયરનું અને બીજું સાસરિયાનું શિક્ષિત વ્યક્તિ એક સારા સમાજનું ઘડતર કરે છે શિક્ષિત વ્યક્તિ કુરિવાજોનો વિરોધ કરી શકે છે સાચા અને ખોટા વચ્ચેનો ભેદ જાણી શકે છે ઊંચ અને નીચના વિચારોથી આગળ જઈને સમાજ વ્યવસ્થાને મજબૂત બનાવી શકે છે શિક્ષિત વ્યક્તિ પોતાનાં જીવનમાં સિદ્ધાંતો સાથે જીવતા હોય છે વ્યસન લાંચ રુશ્ચત જૂઠથી દૂર રહી એક આદર્શ વ્યક્તિ તરીકે આદર્શ સમાજ અને આદર્શ રાષ્ટ્રનું નિર્માણ કરતા હોય છે જે વ્યક્તિ પોતાના જીવનમાં સિદ્ધાંતોનું મૂલ્ય સમજતો હોય એ જ સાચો શિક્ષિત કહેવાય બાકી ભણેલો પણ અભણ કહેવાય